અત્યારે હાલમાં જે ભારતની આરોગ્ય વ્યવસ્થા છે તે ખૂબ જ સારી છે તેમાં સરકાર બહુ સારા એવા પગલાં લે છે એમાં નવી નવી હોસ્પિલો હોસ્પિટલોનું ઉદ્ઘાટન થાય છે સારી સારી મતલબ વ્યવસ્થાઓ ઊભી થાય છે હોસ્પિટલોમાં એમાં સારી બધી ફેસિલિટીસ મળે છે ઇન્ટરનેશનલથી તેનાં બધાં પ્રોડક્ટ આવે છે અને ખૂબ જ સારી અત્યારે હોસ્પિટલોમાં ફેસેલીટી પ્રોવાઈડ થાય છે પેશન્ટોને અત્યારે બહુ સારું થયું છે